હલો મું શુકલ ઉદય વાત કરી રહ્યો છું મારે મારા ફેમેલી સાથે દ્વારકા અને સોમનાથ ફરવા જવું છે તો તમારી એક કેબ બુક કરવી છે અમે લગભગ દસ દસ થી બાર જણા છીએ તો તમારી જે સારી કંડિશનની જે ગાડી હોય તે તમે મોકલો કાલે સવારે આઠ વાગ્યે બરોબર ધન્યવાદ થૅન્ક્યુ